રોજિંદા જીવનમાં વપરાતી ગુજરાતી ભાષામાં સામાન્ય કહેવતો અને રૂઢિપ્રયોગો અલગ છે અને એનો ઉપયોગ સૌથી વધુ ગામડાના વિસ્તારોમાં કરવામાં આવે છે પણ હવે અમે જ્યારે સિટીમાં રહેવા આવી ગયા છીએ ત્યારે અમે આ સામાન્ય કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવો બી ગમે છે અને સાંભળવો બી ગમે છે જેવી રીતે કે બાપ એવા બેટા વડ એવા ટેટા કાગનું બેસવું ડાળનું પડવું મોરના ઈંડા ચિતરવા ન પડે ભેંસ આગળ ભાગવત વહુઘેલો માવલીઓ વગેરે જેવા વગેરે જેવી કેહવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ અમે રોજીંદા જીવનમાં વપરાતી ગુજરાતી ભાષામાં અમે કરીએ છીએ